બાળકો તેમના મુખ્ય સમયના મનોરંજનમાં આજના આજના ટાઈમમાં મોબાઈલ લઈને બેસી રહે છે એના સિવાય કાર્ટૂન જોતા હોય છે એના સિવાય આપણે બાળકોને હાલની જ કહેવાય હાલના સમયમાં બહાર મોકલીએ તો એ જતાં નથી નવા મિત્રો બનાવતા નથી પણ એમને પ્રોત્સાહિત કરવા જોઈએ કે તેઓ નવા મિત્રો બનાવે નવા લોકો સાથે બેસે નવું નવું એમને જાણવા મળે મોબાઈલ એ દરેક રીતે હાનિકારક છે બાળકો માટે બરાબર છે એમને બાળકોને મનોરંજન માટે દરેક જાતના ટોયઝ લાવી આપવા જોઈએ અને ટોયઝ માટે રમવા માટે પ્રેરિત કરવા જોઈએ